હા હા તો હું અમદાવાદથી અહિયાં વલસાડ ફરવા માટે જરાક આવેલી હતી તો મારા ફ્રેંડ સર્કલ પાસેથી એવી મને ખબર પડી કે જલારામના ખમણ બોવ મસ્ત આવે છે એટલે અહીંયા થોડીવાર તિથલ ને તડકેશ્વર ને એવું અમે ફરી આવ્યા તો પછી આમ અમે નક્કી કર્યું કે જમવું છે કઈ નાસ્તો કરવો છે તો શું નાસ્તો કરી શકાય એ લોકોએ મને તમારી રેસ્ટોરંટનું નામ આપ્યું અને જલારામ ખમણ પ્રખ્યાત છે તે જ રીતે ઘણી બધી આઈટમ બીજી પણ કીધી કે લીલવા કચોરી ને ખાંડવી ને એવું બધું તો ત્યાં બધું જ મળી જાય અને તમે મતલબ જલારામ રેસ્ટોરન્ટનાં જ માલિક છો એ હ હ હ હા એટલે મારે પણ ત્યાંનો જમવાનો ટેસ્ટ કરવો છે તો શું આપ મતલબ કેવી રીતે ડીશ એ કરો છો બરાબર બરાબર સારું તો હમણાં અમે ચાર વાગ્યા સુધીમાં આવીશું હો ને એટલે ખાંડવી અને લીલવા કચોરી અને ખમણ આવું તૈયાર રાખજો હો વડાપાંવ ચાર વસ્તુ હો અમે ચાર જણા છીએ હા સારું ચાલો થેંક્યુ